ફોટોગ્રાફીની ડિગ્રી માટે ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં ઘણી બધી સંસ્થાઓ આવેલી છે જેમાં રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓની વાત કરીએ તો લાઇટ અને લાઈફ સંસ્થા જેમાં તમે ફોટોગ્રાફીમાં ડિગ્રી મેળવી શકો છો અને તેનો સમયગાળો છ મહિનાથી લઇને એક વર્ષ સુધીનો હોય છે તે તમિલનાડુમાં આવેલી છે બીજી પણ ઘણી સંસ્થાઓ છે જેવી કે લવલી પંજાબ જવાહલાલ નહેરુ તેલંગણા એશિયન અકેડેમી નોઈડા જેજે ઇન્સ્ટિટ્યૂટ મુંબઈ વગેરે આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની વાત કરીએ તો ન્યુયોર્ક ઇન્સ્ટિટ્યૂટ જે ન્યુયોર્કમાં આવેલી છે જેનો સમાવેશ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં થાય છે આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે બાર પાસ હોવું જરૂરી છે કેટલીક સંસ્થાઓ સરકારી અને કેટલીક સંસ્થાઓ ખાનગી પણ હોય છે